હેલો હા સર તમે વીજળી ખાતામાંથી વાત કરો છો હું અમારા વિસ્તારમાં અત્યારે લાઇટ નથી મેં વેબસાઇટ પર ચેક કર્યું છે પણ મને કોઈ અપડેટ મળી નથી ક્યાં સુધી લાઇટ આવી આવી આવી શકે છે મેં મેડમ જોડે વાત કરી હતી પણ તેમને મને એવો જવાબ આપ્યો હતો કે અડધા કલાકમાં લાઇટ આવી જશે પણ મેડમના અડધા કલાકના બે કલાક થવા આવ્યા પણ હજુ લાઇટ આવી નથી કેમ સર હું આગળ વીજળી ખાતામાં લ કંપલેન કરી શકું છુ તો તમે મને તેમાં કંપલેન માટે માહિતી આપી શકો છો કેમ કે ઘરમાં નાના છોકરા પછી દાદા દાદી છે તે ગરમીમાં રહી શકે તેમ નથી અને એ લોકો ગરમીમાં હેરાન હેરાન થઈ ગયા છે તો હા સર તમે થોડી કેટલી મદદ કરી શકો તેટલું સારું છે અમારી માટે કારણ કે બહુ તાપ છે બહાર અને સહેજ પણ પવન બી નથી એટલે બહુ જ ગરમી લાગે છે અતિશય એટલે લાઇટની ખૂબ જ જરૂર છે પણ આ મેડમ કોઈ રિસ્પેક્ટ આપતા નથી એટલે સર તમે જવાબ આપો અને સારી માહિતી આપો તે માટે ધન્યવાદ તમારા તો પ્લીસ અમારી માટે આટલી મદદ કરી શકો તો સારું ઓકે સર હા સર મદદ કરો થોડીક તો સારું કહેવાય